હલો મનન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી બોલું છું

એટલે તમારે જે અમારું જે છે ને ટ્રાવેલ એજન્સી જે વર્ક છે ને એ અમે તમને બાય રોડ ફેસિલિટી બાય ટ્રેન ફેસિલિટી અને બાય એર ફેસિલિટી બધી રીતે તમે આમ અમે તમને આપી શકશું રાઈટ હવે તમારે કઈ રીતે જવાનું થશે ઓકે બસથી જવું છે તો એમાં હું તમને પૂછવા માગીશ કે તમારે અં પ્રાઇવેટ બસ થ્રુ જવું છે કે તમારું પોતાનું એમાં એક મિનિબસ આવે છે એ કરવી છે અં એસટી મતલબ જીઆરટીસીમાંથી જવું છે કે મહાસાગર ટ્રાવેલ્સમાંથી જવું છે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે

ડન ડન ડન હા હા જો મહાસાગર માટે આવતીકાલે સોરી બે દિવસ પછી તમારે જવાનું છે તો મહાસાગરની બસ છે એમાં નોનએસી સ્લીપર એસી સ્લીપર વોલ્વો આ બધી ફેસિલિટીઝ છે હું જાણી શકું તમારે સવારે જવું છે સાંજે જવું છે કયા ટાઈમમાં જવાનું ઓકે અગિયાર વાગ્યા ઓકે ફાઈન તો અગિયાર પિસ્તાલીસની મહાસાગરની આપડે એસી સ્લીપર છે રાઈટ તો એમાં તમારા લોકોની જે ટિકિટસ છે એ આપ કહો તો બૂક કરી દઉં સીટ્સ એકદમ પ્રોપર જ છે બહુ હાઈજેનિક લેવલ પણ અમારું ખૂબ સારું છે તમે જોઈ શકો છો અમારું જે મહાસાગર હા તો એ એ લોકો માટે છે એ લોકો નીચેની સીટ્સની વ્યવસ્થા થઈ જશે બસ ફાઈન અચ્છા ફેર અમારું છે ને પર પર્શન સેવન હન્ડ્રેડ રૂપીઝ એસીમાં છે રાઈટ અને તમારું જો ફાઈનલ હોય તો મને તમે અડધો કલાક કલાકમાં તમે જણાવજો તો શું ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ ઉપર અમે ટિકિટ બૂક કરતા હોઈએ છીએ એટલે ડન ઓકે ફાઇન ઓકે નો વરિસ નો વરિસ ઓકે